હલો હા મહેશભાઈ બોલો છો હા મને ઓનલાઇન તમારો નંબર મળ્યો તો મારા નવા ઘરમાં પ્લમ્બિંગનું કામ કરવાનું હતું મને ઓનલાઇન તમારી સાઈટ પરથી નંબર મળેલો છે તો તમે શું કામ કરો છો પ્લમ્બિંગમાં ઓકે મારું જુહાપુરા વિસ્તારમાં છે નવું મકાન બનેલું છે એમાં બધું જ ટોટલી બધું જ પ્લમ્બિંગનું કામ કરવાનું છે કીચનમાં બાથરૂમમાં વોશરૂમમાં બધી જ જગ્યાએ હા બંગલો છે બંગલો એમાં અ એટલે તમે મને એકવાર આવીને એસ્ટીમેન્ટ બતાવો માલસામાન સાથેનું પણ અને હું માલસામાન લાવીને આપતી હોઉં તમને તો એનું કેટલું એસ્ટીમેન્ટ આવે તમારી જે મજૂરીને એ હોય એ અને માની લો હું તમને જ આખો કોન્ટ્રાક્ટ આપી દઉં તો એનું એસ્ટીમેન્ટ કઈ રીતે આપો તો પછી એકવાર હું ચેક કરીને તમને જે હોય એ જણાવું તમે એકવાર આવીને પહેલાં જોઈ તો લો શું કેટલું કામ છે હમ્મ અ હા એટલે બહુ વધારે પ્રીમિયમ બી નહીં અને એકદમ લો એ મ બી નહીં એમ વચ્ચગાળાનું કામ કરવાનું આપણે બહુ વધારે પ્રીમિયમ બી નથી કરવું બજેટમાં રહી ને જ કરવાનું છે હં હં એટલે આમ આખા જુઓ બંગલો છે એટલે આમ તો કેટલા ટુ બીએચકે એટલે બે બાથરૂમ હશે બન્ને બાથરૂમ અટેચ છે અને કિચનનું કામ કરવાનું છે અને બહાર વોશ યાર્ડનું કામ કરવાનું છે તો કેટલા અઠવાડિયામાં થઇ જાય પંદર વીસ દિવસ થશે તો તો મારે છે ને એક્ચુલી વહેલાં કરાવવું હતું એટલે પંદર દિ વીસ દિવસ વધારે થઇ જશે ભાઈ હા હા એ વધારે બેટર રહેશે તમે આવીને જોઈ લો કેટલું કામ છે હા સ્યોર હા હું મેસેજ કરી દઉં છું તમને ઠીક છે ઓકે ઓકે ઓકે ઓકે થેન્ક્યુ